હા મધુ સ્વીટમાંથી બોલો હા હું બોલું છું પુષ્પાબેન બોલું છું અને અમારી ઘરે ફંકશન રાખેલું છે તો તમારે ત્યાં મ મીઠાઇમાં કઈ કઈ મીઠાઇ અવેલેબલ છે

અમારે સ્વીટ ઓછામાં ઓછી પચાસ કિલો તો જોઈએ જ છીએ અને બધી અવેલેબલ છે અં અં તો રબડીનો શું ભાવ તમે રાખ્યો છે હા અને શ્રીખંડ અમારે કેસર શ્રીખંડ જોઈએ છે હમ અને પછી ગુલાબ જાંબુ અને અને તમે બધુંય ઘી અને બધુંય કયું વાપરો છો અને તમારી દુકાને જ તમે બનાવો છો કે તૈયાર

હા હા હા તો પછી તમે આપો કેટલા દિવસમાં પરમ દિવસે અમારે ફંકશન છે જો અમારે ગુલાબજાંબુ જોઈએ છે રબડી જોઈએ છે પછી આ કયું કહેવાય અં હા જલેબી જલેબી હા હા જલેબી જોઈએ છે મોહનથાળ જોઈએ છે પાંચ આઈટમ જોઈએ છે અમારે હા પરમ દિવસ પ્રાઇસ વધારે એટલે કેટલી ઓહોહો અને પેકિંગ સરસ કરશો હં હમ અને પેમેન્ટ ઓનલાઇન કરું તો ગૂગલ કરવાનું કે રોકડા હા હા હાલો ચાલો તો હવે હું કાલે છે ને તમને ઓર્ડર આપી જાઉં છું હોં એ હા ચાલો હા જય સ્વામિનારાયણ